રસોઈના શોખ તરીકે મારા પરિવારે ઘણી બધી ભૂમિકા નિભાવી છે પહેલાં મને રસોઈ બનાવવું ગમતું ન હતું પરંતુ મને ધીરે ધીરે મારી માતા દાદી ફોઈ લોકોએ મને ઘણી બધી વાનગીઓ બનાવતા શીખવી મારી મમ્મીએ મને ચોખાના રોટલા અને શાક બનાવતા શીખવ્યું દાદી પરથી પણ હું દાળ ભાત ખીચડી વગેરે ઘણી બધી રેસિપી શીખી છું અને મારી ફોઈએ મને પહેલી વાર મને ચો ઘઉંની રોટલી બનાવતા શીખવાડી મને ઘઉંની રોટલી બનાવતા ન આવડતી હતી બનાવતા તો આવડતી હતી પરંતુ હું ગોળ બરાબર ન બનાવી શકતી હતી પરંતુ મારી ફોઈએ મને રોટલી ગોળ કઈ રીતે બનાવવી એ શીખવ્યું ઘઉંનો લોટ બાંધતા શીખવ્યું અને રોટલી શેકતા પણ શીખવ્યું રોટલી શેકતાં પણ હજુ પણ મને બરાબર નથી આવડતું પણ હું બરાબર શીખવાની ટ્રાઈ કરું છું અને હું રોટલી સારી બનાવી લઉં છું હાલમાં અને માતા પિતા પરથી હું ઘણી બધી રેસિપી શીખી છું મને મારા પપ્પાએ પણ થોડું ઘણું શીખવ્યું છે નોન વેજ ડીશ મને મારા પપ્પા પરથી શીખવામાં મળી છે અને મારી બેને પણ ઘણી બધી ડીશ શીખવી છે આસ પડોશ વાળાઓ પાસેથી પણ હું ઘણી બધી ડીશો શીખી છું જેમકે ખીચડી મસાલાવાળી ખીચડી પુલાવ પુલાવ બનાવતા મને મારા આસ પડોસવાળા પાસેથી શીખવા મળ્યું અને મારી ફોઈએ મને ખમણ અને ઢોકળાં બનાવતા પણ શીખવ્યું છે મને મંચુરિયન બનાવતા પણ મારા ઘરના એ જ શીખવ્યું છે મારા એક દૂરના કાકા છે તે હોટેલમાં કામ કરે છે તેમને પણ મને મન્ચુરિયન બનાવામાં શીખવ્યું છે નુડલ્સ બનાવતા પણ મને મારા કાકાએ શીખવ્યું છે એ માટે મને રસોઈ બનાવવાનું ઘણું ગમે છે